અમારા ગામમાં કેવળી વિસ્તારમાં અમારે ખાસ ખાવામાં દાળ ભાત ને શાકનો વધારે ઉપયોગ કરે છે કરે છે એમ અને અમને ખાસ કરીને દાળ ભાતને શાક તીખું વધારે ભાવે છે અને અમે બજાર ફરવા જઈએ તો શાક રોટલી ને ભાત

છે અને કહેવાનું કે બાજરાનો રોટલો છે જુવારના રોટલા છે એમ પછી ઘઉંની રોટલી આવું તેવું અમારા આદિવાસી વિસ્તારમાં વધારે ખાવામાં અમાર તહેવારોમાં કે ખાવામાં મજા આવે છે એ પ્રમાણે અમે ખોરાકની શોધમાં અમે લઈએ અને દાળ ભાત લાપસી અમુક તહેવારોમાં અમે અનેક અનેક પ્રમાણે અમે બનાવીએ છીએ હોળી ઉપર હોળીના તહેવારોમાં દાળ ભાત લાપસી ભજીયા પૂરી આવું અનેક વસ્તુ વધારે બનાવતા હોય છે અને પનીર પનીર તો ખાવામાં વધારે સાથ હોય છે અને લોકોને ઉમંગ પણ આવતો હોય છે આ ખોરાક ખાવામાં એ પ્રમાણે અમે ખાસ કરીને ખોરાક ખાવામાં મજા લઈએ છીએ અને બહારના લોકો ચટણી ચટણી અને મરચાં મરચાંની ચટણી અને રોટલાનો ઉપયોગ વ અમુક ટકા વધારે ઉપયોગ કરે છે આદિવાસીની અંદર કારણ કે અમુક ટકા શાકભાજી મળતી હોય છે અમુક ટાઇમે તો રોટલા રોટલા અને ચટણીનો પણ રોટલો ખાઈને પણ તહેવારોમાં ઉજવવું પડે છે અનેક પ્રમાણાનું ખોરાક અમાન અમારે તો દાળ ને ભાત ને રોટલા અને દેશી એવી ભીંડાની ભાજી વધારે ઉપયોગ કરીયે છે અને કારણ કે અમારે અડદની દાળ વધારામાં વધારે લેવાતી હોય છે એમાં ખાવામાં વધારે સરળ સરળ હોય છે કારણ કે અડદની દાળ ખાધા પછી આખો દિવસ ના ખાય તો વાંધો આવે નહીં કારણ કે જુવારના રોટલા અને અડદની દાળ ખાવામાં ભારે ભારે સ્વાદ હોય છે અને લોકોમાં લાગે છે કે આ ખોરાક જૂનો અને જાણીતો ને પરહા ખોરાકમાં આહાર આહાર પ્રમાણે સારું રહેશે અને મજા મજામાં આવે છે કારણ કે દાળ ભાત તો અમુક જ લોકો વ ખાય છે બાકી દેશી રોટલા જ વધારે જુવાર મકાઈ બાજરાના એ વધારે વપરાય છે એમ એ પ્રમાણે એમાં અમારે ખાવામાં કંપલેટ મજા આવે છે